હેલો શ્રદ્ધા બેન આ વખતનો તો ઓડર છે ને એ બહુ મોટો ઓડર છે હ એટલે જરા આપણી આઈટમ પ્રમાણે બધું લિસ્ટ બનાવી દેજો અને એઝ યુઝયલ જે બનાવો છો એવો યમી ટેસ્ટ જ હોવો જોઈશે બીકોઝ એટલું બધું મેં ત મારા ઘરે જે ગેસ્ટ બધાને તમારા નામે કીધેલું છે અચ્છા અને સાંભળો આ વખતનો તમારો ઓડર મોટો છે લગભગ સો પ્લેટનો ઓડર છે અને આપણો બરીતો બોલ તો પછી મને એવું વીશ થાય છે કે તમે સો પ્લેટનો ઓડરની મને સામે કંઈક ડિસ્કાઉન્ટ આપો હા હા એ તો આપણે કાયમ હોય જ છે તમે ફ્રી ડિલીવરી કરી આપો છો ખાલી એતો ના જ ચાલેને ફ્રી ડિલેવરી એતો હું ઓલવેસ લઉં છું એમાં શું હવે પણ મને આ વખતે ઈચ્છા છે કે ક્યાં તમે મને બે બરીતો બોલના બોલ ફ્રી આપો દો યા તો પછી મને પાંચ પર્સનનું જે દર વખતે કરાવું છું એકસ્ટ્રા ફૂડ ને એવું એ મને ફ્રી કરી આપો તો મને ગમશે